હલો સર બોલો

ઓકે તો અત્યારે તમે ક્યાં રોકાયા છો રાજપીપળા કઈ હોટલમાં ઓકે તો હું આવી જઈશ રાજપીપળાથી તમને ડ્રોપ કરીશ અને ઝરવાણી વોટર ફ્લો પૂલ અને સ્ટેચ્યુ જોવા લઈ જઈશ હા બોલો બીજું તો કઈ નહીં આજે હોટલમાં રોકાજો સારું ખવડાવીશું પીવડાવીશું અને પછી સવારે આપણે આઠ નવ વાગે નીકળીશું હા